ભારતમાં ઘણી બધી નૃત્ય શૈલીઓ છે જેમકે ભરતનાટ્યમ કથક કથકકલી કુચિપુડી મણીપુરી છાવ અને ઘણાં બધાં કલાકારો પણ છે નૃત્યના જેમ કે મલ્લિકા સારાભાઈ રુક્મણી દેવી અરુણા અરુન્દલે ઉદય શંકર પ્રભુ દેવા ગુરુ બિપિન સિંહ સોનલ માનસિંગ તેરેંસ લોઈસ ફારાહ ખાન સરોજ ખાન